હું જૂનાગઢ વિસ્તારમાં રહું છું અને જો હું મારા વિસ્તાર એટલે કે જૂનાગઢની વાત કરું તો આરોગ્ય સુધારવા અંગે હું એવું કહીશ કે જૂનાગઢમાં અમુક લારીઓ કે જ્યાં ખાવાની વસ્તુઓ મળતી હોય છે તે જગ્યાઓ પર ખૂબ જ કચરો અને માખીઓ જોવા મળે છે અને તે માખીઓ દ્વારા ખૂબ જ રોગ ફેલાય છે તેથી જો જૂનાગઢના વિસ્તારમાં આરોગ્યની સંભાળ રાખવી હોય તો ફૂડમાં એટલે કે ખોરાકમાં આપણે ખૂબ જ વ્યવસ્થિતતા અને સ્વચ્છતા રાખવી જોઈએ જેથી ખોરાક આપણને સારો મળી રહે અને આપણો આરોગ્ય પણ તેવી રીતે સ્વસ્થ રહે અને તેમાં સુધારો કરવા માટે રસ્તાઓમાં ગંદકીનું પ્રમાણ પણ ખૂબ જ વધારે છે તો રસ્તાઓ પણ સ્વચ્છ અને સાફ રાખવા જોઈએ વરસાદ આવે ત્યારે ખૂબ જ મધમાખીઓ અને માખીઓ મચ્છર થાય છે અને જેના કારણે ડેન્ગ્યુ ચીકનગુનીયા જેવા તાવ પણ ખૂબ જ જોવા મળે છે તો તે માટે આપણે નારિયેળનો તેલનો ઉપયોગ પોતાના શરીર ઉપર લગાવી શકીએ છીએ કે જેથી તે મચ્છર આપણને કરડે નહીં અને તાવ ન આવે ડોક્ટર પાસે જઈયએ ત્યારે તેઓ ખૂબ જ મોટું બીલ ફાડે છે તો આપણે તે પહેલાં જ સાવધાની રાખીએ કે ઘરમાં તાપણું કરીએ અને મચ્છરોને આવવા ન દઈએ અને બીજી એવી અનેક સ્વચ્છતા વ્યવસ્થિતતા રાખીએ અને આપણે જાગૃત રહીએ આપણા ઘરમાં કોઈ પણ પ્રકારની કચરો કે કંઈ ભી જવો ન જોઈએ પાણી પણ આપણને ચોમાસા દરમિયાન ઉકાળીને પીવું જોઈએ ઉકાળેલા પાણીમાં રોગચાળો ફેલાતો નથી અને તે સ્વચ્છ થઈ જાય છે અને તેમજ તે ઉકાળેલું પાણી આપણા શરીર માટે પણ આરોગ્ય રહે છે જેનાથી આપણા શરીર મજબૂત બને છે અને કચરો પણ નિકળી જાય છે બીજી તરફ હું શિયાળાની વાત કરું તો જૂનાગઢમાં શિયાળા દરમિયાન ગીરનારને લીધે ઠંડી પણ ખૂબ જ પડે છે અને લોકો બીમાર થાય છે તો આ માટે આપણે તાપણું અથવા તો બીજી અનેક પ્રક્રિયાનો ઉપયોગ કરી શકીએ છીએ જેનાથી ઠંડીમાંથી થોડીક રાહત મળે અને આપણે બચી રહીએ ન થઈ શકે તો આપણે ઘરની બહાર નીકળવું ન જોઈએ અને ઘરમાં જ રહેેવું જોઈએ કે જેથી આપણને ખૂબ ઠંડી ન લાગે અને શરદી તાવ વગેરે ન થાય ઉનાળામાં પણ અમારા વિસ્તારમાં ગરમીનું અતિ પ્રમાણ હોય છે અને જેથી લોકો બારે છાશ આઇસક્રીમ વગેરે ની સેવાઓ કરતા હોય છે તો તે પણ આપણને આપણું યોગદાન તેમાં આપવું જોઈએ અને જેથી લોકોને પણ મદદ મળી શકે છે તો આપમ અમારા વિસ્તારમાં જૂનાગઢમાં હું આવી સૂચનાઓ આપી શકું કે સુધારા માટે આ આ કાર્યો કરવા જોઈએ જેથી આરોગ્ય જળવાઈ રહે